પશુપાલનમાં સામાન્ય રીતે ગાય ભેંસ ઘેટું બકરી મરઘી એવું બધુ પાલન કરવામાં આવે છે તો એમને સામાન્ય રીતે પશુને પાળવા માટે કોઈ સ્પેસિફિક જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે જેમકે ભેંસ માટે નો બફેલો અલગ રાખવામાં આવે છે ગાય માટે અલગ રાખવામાં આવે છે અને બકરી માટે બી અલગ જગ્યા રાખવામાં આવે છે મરઘીઓને એક પાંજરામાં રાખવામાં આવે છે તેનું એવી રીતના પાલન થઈ શકે છે પશુઓને સામાન્ય રીતે એમનું જે જમવાનું ને એ બધું આપવામાં આવે છે પછી કુતરાંઓ બી પાળવામાં આવે છે એમનું બી ધ્યાન રાખવાનું આવે છે એમાં પછી તે પાલન કરી પાલન કરવાનું અને એમને સાચવાના પશુઓને